આમ તો મને ઘણા બધા વિષયો પર લખવું ગમે છે અને હું લખું પણ છું પણ ખાસ જે કહી સકાય ને કે વધુમાં વધુ મને સું લખવું પસંદ છે તો એવા ટોપિકમાં રિસેંટ ટોપિક આવે કે જે હાલ જે પણ બનતું હોય ને જે આંખો દેખ્યું હોય જે હું જોતી હોઉં એ લખવાનું વધુ પસંદ કરું છું જે કોઈપણ બનાવ હોય કાં કોઈ પણ એવો એવું કોઈ મારી આંખ સામે બન્યું હોય કાં મેં એવુ વિચાર્યું હોય કા આના પર મારે એવું બીજા લોકો પણ આ વિશે વિચારે એ મારે જોવું છે તો હું વિશે પર લખવાનું વધુ પસંદ કરું છુ અને કંઇપણ લખું એ પહેલા એ વિશે વિચાર કરવો ખૂબ જરૂરી છે પેલુ કેહવાય ને કે તમે કોઈ પણ શબ્દોને કાગળ પર પહેલા જ્યારે આવે એની પહેલા તમારા મનમાં એ શબ્દ આવી ગયા હોવા જોઈએ તો બસ તેવી જ રીતે મારે જે કંઈપણ લખવું છે એમાં હું કઈ રીતે લખીશ કઈ રીતે પ્રસ્તુત કરીશ કે જે હું કહેવા માંગુ છું એક્ઝેટ એ જ ફોમમાં એ બીજા સુધી પહોંચશે કારણકે અમુક વાર બની શકે કે તમે જે વસ્તુ જોઈ હોય કાં તો તમે જે તમારા જે વિચાર રજૂ કરતા હોવ તે વિચારો તમે જ્યારે લખો કાં બીજા તેને સમજે ત્યારે તે કંઈક અલગ જ રીતે તેને સમજતા હોય કારણકે તમે તે રીતના શબ્દો કાં તે રીતનું વર્ણન ના કરી શક્યા હોવ વાક્ય રચના હોય તે રીતે તમે ના ગોઠવી શક્યા હોય તો લોકો એ તમારા વિચારને સ્પષ્ટ રીતે સમજી નથી શકતા તો વિચારોને રજૂ કરતી વખતે તેના સંપાદન વખતે એ ખૂબ જરૂરી છે તેં તમારા વિચારો છે જ્યારે તમે લખો છો તો તેને ફરી ફરીને પુનરાવર્તન કરીને તમે જૂઓ કે મેં જે લખેલું છે એ કોઈ સામાન્ય માણસ વાંચશે કે જેને વાંચવાનો બહુ મહાવરો નથી જેનું મેઈન જે શોખ છે એ વાંચન નથી તેમ છતાં તે તમને વાંચે છે તો તે સમજી શકવા જોઈએ લે મેન એટલે સામાન્ય માણસ છે તે તમારું કોઈ પણ લખાણ છે તેને સમજી શકવા જોઈએ અને એ જ રીતે સમજી શકવા જોઈએ કે જે રીતે તમે એને કહેવા માંગો છો તો તે માટે તમારે એકથી વધુ વખત તમે જે લખેલું છે તે તમારે ને તમારે વાંચવું જરૂરી છે જેની જોડણી છે અમુક વાર એવું થાય કે તમે લખેલું હોય તે પણ બરાબર હોય તમે પૂર્ણ વિરામ અલ્પ અલ્પ વિરામ જે પણ મૂકેલું હોય એ પણ બરાબર હોય પણ જોડણી છે તે તમે સાચી ના મૂકી હોય તો એક જોડણીથી પણ જે આખો જે એનો અર્થ છે એ ફરી જતો હોય છે જેમ કે દિન અને ડીન છે તો તેની જોડણી પર જ છે તો એ બધું તમારે કંઈ પણ લખતા પહેલા ચેક કરવું ખૂબ જરૂરી છે નહી તો શું થાય કે અર્થનો અનર્થ બની જતો હોય છે અને તમે જ્યારે પણ લખો ત્યારે તમારે બે પાસા ધ્યાનમાં રાખવાના હોય છે એક કાંતો તમારું લખાણ છે એને લોકો વધાવી લેશે અને સાથે સાથે અમુક ટકા જે લોકો છે તે તેને ન પણ ગમે તેને તમારું જે સમજણ છે તમારા વિચારો છે તેની સાથે તે સહમત ન પણ થાય તો તમારે જે એની અસહમતી છે તેને તમે નકારો અને તેને તમે તમે તેના પર ગુસ્સો કરો કે ના તેવું તો ના જ ચાલે તો તે વસ્તુ ના ચાલે તમે કઈ પણ લખતા હોવ તમે ક્રીટિકલ પણ લખી શકો રીયાલીસ્ટિક પણ લખી શકો ને કોઈ વાર તમારે કાલ્પનિક પણ લખવું પડે તમારા જે ભાવ છે તમારા જે વિચાર છે એ રજૂ કરવા દર વખતે જરૂરી નથી કે તમારે જે તમે જોયું છે એ જ તમે લખો અમુક વાર તમારે કોઈ સારું એવું વસ્તું બોધ પાઠ દેવા માટે તમારે કોઈ કાલ્પનિક પાત્ર કાલ્પનિક ચર્ચા એ પણ આમાં રજૂ કરવી પડતી હોય છે તમારે કોઈ શોર્ટ સ્ટોરી મૂકવી હોય તો કોઈ પાત્રો તમારા મગજમાં ઊભા કરવા પડતાં હોય છે પછી તેને તમારે તેને કાગળ પર કંડારવા પડતાં હોય છે અને પછી એ જ પાત્રોને એ જ લખાણ જ્યારે બીજા લોકો વાંચે તો ત્યારે તેના મનમાં પણ એ જ દ્રશ્ય ઊભું થવું જોઈએ જે દ્રશ્ય તમારા મનમાં ઊભું થયેલું હોય તો જ તમારું લખાણ છે એ સાર્થક કહેવાય તો એવું જરાક પણ જરૂરી નથી કે તમે જે વિચારો છો એ તમારા જ વિચારો સાથે સોએ સો ટકા લોકો સહમત થાય તો તમારે એ રીતની પણ તૈયારી રાખવી પડે કે અસહમતી કોઈ કરે તો તમારે એનો પણ વ્યૂ સમજવો જોઈએ એ શું વિચારે છે એના વિચારને પણ પ્રાધાન્ય આપવું જોઈએ અને ફરી વાર જ્યારે પણ લખાણ કરો ત્યારે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ વસ્તુનું ધ્યાન રાખવુ જોઈએ કે કોઈનું દિલ ના દુભાય કે કોઈની લાગણી ના દુભાય અમુક વાર એવું થાય કે તમે કોઈ ધાર્મિક મુદ્દા પર લખવા જતાં હો તો ઘણા બધા લોકો હોય તેનાં માટે શ્રદ્ધાનો વિષય હોય તો અમુક લોકો માટે અંધશ્રદ્ધાનો વિષય હોય પરંતુ આપણે એ વસ્તુનું લખાણ કરતાં હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈની ખાસ કરીને શ્રદ્ધા ના દુભે કેમકે એ એક અલગ જ વિષય છે કોઈની જે શ્રદ્ધા છે એ તમારી અંધશ્રદ્ધા પણ હોઈ શકે તો તમારે કંઈ પણ લખો એ પહેલા તમારે પણ ઊંડાણપૂર્વક એ વિષય વિચાર કરવો જોઈએ કે આ હું લખું છુ તેની કોઈ સમાજ પર ખરાબ અસર તો નહીં થાય ને એ બધા વિચાર કરીને જ પછી તમારે કોઈ પણ સંપાદન કરવું જોઈએ અને એક વાર લખો ત્યાર બાદ તમારે કે તમે લખેલું છે એને ત્રણથી ચાર વાર રિપીટ કરી અને અલગ અલગ સમયે એક જ દિવસના વાંચવું જોઈએ કારણકે અમુક વાર એવું બને કે તમારો જ્યારે કઈ શકાય ને કે તમારો મૂડ જ્યારે થોડો સ્ટ્રેસ વાળો હોય તો તમારું લખાણ એ રીતનું આવે તમારો જે રીતના મૂળ ફરતો હોયને એ રીતની તમારા લખાણ પર તેની અસર દેખાય તો ભલે થોડો સમય લાગે પરંતુ તમે જે પણ લખો છો તો એ સચોટ છે એ બરાબર છે તેમા કઈ મિસ્ટેક નથી કઈ ભૂલ નથી એ જોવા માટે તમારે તમારું જે મગજ છે એને સ્થિર રાખવું પડે અને સ્થિર મગજથી લખેલું જે લખાણ છે એ જ વધું હ્રદયસ્પર્શી બની શકે નહી તો શું થાય કે તમે જે કહેવા માંગો છો એ લોકો સમજી ના શકે તો બસ હું જ્યારે પણ લખું ત્યારે આ જ રીતે સંપાદન કરું છું કાંઈ પણ લખી એને બેથી ત્રણ વાર પહેલા એને રિપીટ કરું છું કે મારું લખેલું છે હું પોતે ને પોતે વાંચું છુ અને વિચારું છું કે ધારોકે મારું લખેલું કોઈ સામાન્ય માણસ વાંચે એ જે બીજું કાંઈ પણ નથી વાંચતાં તો જેને રેગ્યુલર બુક્સ વાંચવાની આદત નથી એ આ વાંચે તો શું સમજે કોઈ મેં એવો તળપદો શબ્દ વાપર્યો યા કોઈ રૂઢિપ્રયોગ હોય તો એ ના સમજી શકે તો મારે એની જગ્યાએ બીજો એનો જ સમાનાર્થી શબ્દ વાપરવો જોઈએ એ જે સરળતાથી લોકો સમજી શકે કારણકે સરળ હશે તો જ લોકોને હ્રદય સુધી વધુ જલ્દી પહોંચી શકશે તો એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને વાત છે કોઈ ચોક્કસ પ્રક્રિયાની તો બસ આ જ એક પ્રક્રિયા છે કે તમારે જે પણ લખો છે એમા તમે ક્લિયર હોવા જોઈએ કે તમે શું લખવા માંગો છો અને લોકો સુધી શું પહોંચે છે જે તમે વિચારો છો જે તમે વિચારને તમે લખ્યો છે એ જ વિચાર એકઝેટ એ જ ફોમમાં બીજા લોકો સુધી પહોંચે તો તમારું જે લખાણ કરેલું છે એ પરફેક્ટ કહેવાય એવું મને લાગે છે અને વાત છે કે પ્રવાહ સાથે વહેવાની તો હા મોસ્ટલી તો બધા કહે છે કે ગો વિથ ધ ફ્લો તો ફ્લો સાથે ચાલવાનું હોય પરંતુ પ્રવાહ સાથે વહેવા માટે પણ તમારે કોઈ પણ વસ્તુનું સંપાદન અને પુનરાવર્તન તો ચોક્કસ સારી રીતે કરવું જ પડે તો જ તમારું જે લખાણ છે તેં સચોટ અને સારુ બની શકે